અમારા નાગર જ્ઞાતિમાં હાટકેશ્વર ભગવાન જે ભગવાન શિવનું જ એક રૂપ છે એનું બહુ મહત્વ છે અને હાટકેશ્વર ભગવાનને વર્ષમાં એકવાર બધા જ્ઞાતિજનો સાથે ભેગા થઈ અને હાટકેશ જયંતિ ધામે એની ઉજવણી બધા કરતા હોય છે અને એ ઉજવણીમાં સવારથી સાંજ સુધી આખેઆખું દિવસ એની પાછળ જ બધા લોકો પોતાનો સમય આપતા હોય છે સવારમાં હાટકેશ્વર ભગવાનની રવાડી એટલે કે સરઘસ રૂપે એમના સ્વરૂપને ગામમાં ફેરવવામાં આવે છે અને પછી સાંજના સમયે બધા જ્ઞાતિજનો અમારી હાટકેશ્વરની જે જગ્યા છે ત્યાં મંદિરમાં ભેગાં થાય છે અને હાટકેશ ભગવાનની ભજન સંધ્યા એના સ્તુતિ ગાન સ્તોત્ર ગામ બધું કર્યા પછી બધા સાથે ભોજન લે છે અને એમાં કોઈ જ ભેદભાવ વિના બધા એક સાથે ભોજન લેતા હોય છે અને સમગ્ર જ્ઞાતિ જાણે એક જ હોય એવી ભાવના એની પાછળ સમાયેલી છે